થોડા વર્ષો પહેલાં જે જૂના મોબાઈલ ફોન વપરાતા હતા તે માત્રને માત્ર સંદેશા વ્યવહાર માટે જે વાપરવામાં આવતા હતા વધી વધીને તેમાં મેસજની ફેસીલીટી હતી કે તમે એકબીજાને મેસેજ મોકલી શકો અને વધીને પેલી એક બે સ્નેક ઍન્ડ લેડર્સ એ ટાઇપની ગેમ આવતી અને હાલના સ્માર્ટફોનની વાત કરીએ તો જ્યારે જાણે કે આખું જગત આપણે આપણી મુઠ્ઠીમાં કર લીધું હોય એવો ભાવ વ્યક્ત થાય એટલે કે આજનો સ્માર્ટફોન કે જેની અંદર તમને ફોટો પાડવા અને એ બધું તો ઠીક છે પણ એને એના આવ્યા પછી કેમેરા ગાયબ થઈ ગયા છે એના આવ્યા પછી ઘડિયાળ ગાયબ થઈ ગઈ છે એના આવ્યા પછી એકબીજાને મળી કરીને આપણે સારા સંબંધોને વિકસાવવા આ બધા જે કોન્સેપ્ટ હતા એ પણ દૂર થઈ ગયા છે એટલે આજના સ્માર્ટફોનનું કનેક્શનની વાત કરીએ તો કનેક્શનનું કાર્ય તો પહેલાંના સમય કરતાં ઘણું બધુ સારું છે ઘણું બધો વિકાસ થયો છે કનેક્શનની બાબતમાં પણ એટલી તો હું કહીશ કે આજના સ્માર્ટફોનના લીધે આપણે ઘણું બધું આપણું કામ ક્યાંક ને ક્યાંક સરળ બનતું જાય છે કારણ કે એમાં ઇન્ટરનેટની ફેસીલીટીસ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો તરત એમાંથી શોધી શકીએ છે ભણવાની બાબતો એમાંથી આપણે થઈ શકે છે ધંધાકીય બાબતો છે કાંઈક ધંધાની વિકસાવું હોય તો ઓનલાઇન આપણે બિઝનેસને લઈ જાએ આ બધા અનેક ફાયદાઓ છે પણ ક્યાંક અમુક અંશે અમુક ખૂણે આપણે એવું કહી શકીએ કે સમાજથી સમગ્ર સમાજ છે જે અથવા તો કોઈ સામાજિક રીતો છે તેનાથી ને આજનો માણસ છે તે વિખૂટો પડી ગયો છે કારણ કે હવે તેના હાથમાં સ્માર્ટફોન આવી ગયો છે એના ઉપર આખી દુનિયા વસી ગઈ છે ઇંસ્ટાગ્રામ ફેસબુક વ્હોટસેપ સ્નેપચેટ વગેરે કેટલા બધા સોશિયલ મીડિયાના સાધનો છે જે આપણને એના પર જોવા મળી જાય છે એટલે લોકો એમાંથી વિડીઓ કોલમાંથી વાત કરી લેશે અથવા તો એમાંને એમાં ચેટિંગમાં વાતો કર લેશે પણ એકબીજાની સાથે પહેલાં જે હળીએ મળીએ અને વાતચીત કરીએ હવે એ વસ્તુ ક્યાંક દૂર થતી જાય છે પહેલાં જે જૂના સ્માર્ટફોન હતા તો એમાં ફોન કરવામાં પૈસા લાગતા હતા મેસેજ મોકલવામાં પણ પૈસા લાગતા હતા એટલા માટે લોકો બહુ સમજી કરીને ફોન કરતા હતા કામથી કામની વાત કરવા માટે ફોન કરતા અને બાકીનું એવું હતું કે ભાઈ વાતચીત કરવી હોય તો લોકો એકબીજાને મળે એકબીજાની ઘરે જાય એટલે સારા નરસા પ્રસંગોની ખબર પડે એકબીજાની મદદ થઈ જાય પણ હવે એવું ફોનમાંથી મેસેજમાં પણ કોઈ પાબંધી રહી નથી ગમે એટલા આપણે ફોન કોલ્સ ગમે એટલા એને વાર કરી શકીએ કલાકો સુધી વાતો કરી શકે દિવસના સો જેટલા મેસેજ આપણે કોઈને મોકલી શકીએ તો આવું બધુ રહ્યું છે એટલા માટે આજનો વ્યક્તિ છે તે ફોનમાં બધી વાત પતાય લેશે અને કદાચ એના કારણે હવે લોકોને ફોનથી જેટલી સારી વાત કરતાં આવડી ગઈ છે કે સામે કોઈ વ્યક્તિ આવ્યો હોય તો તેની સાથે કઈ રીતે વાત કરવી ને એ સમજણ રહી જ નથી હવે આપણે ઘણી વખત જોવા મળે છે ઈવન આજના નાના બાળકો છે એના હાથમાં પણ આ સ્માર્ટફોન્સ આવી ગ્યા છે અને કદાચ કહી શકીએ કે ભણવાના એટલું બધું કામ હોય છે કે મોબાઈલ વગર ન થઈ શકે એટલે મા બાપે મજબૂરીમાં એના બાળકોને આ રાક્ષસ જે કહેવાય ને સ્માર્ટફોન એ એના હાથમાં આપી દેવો પડે છે એટલે બાળક પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં ફસાય છે અને ક્યારેક અવડા માર્ગે પણ એ સ્માર્ટફોનને લીધે મળી જાય છે હું અત્યારે મારી વાત કરું તો હું જીઓનું સીમ વાપરું છું અને લગભગ કહેવાય કે રોજના આશરે નવ રૂપિયા જેટલું મારો એમાં ખર્ચો છે તે રોજનું નવ રૂપિયા જેટલો ખર્ચો મારો એમાં હોય છે આઠથી નવ રૂપિયા જેટલો મારા મતે જે પહેલાંના ફોન હતા સાદા મોબાઈલ ફોન ક્યાંકને ક્યાંક એને લોકોની અંદર માણસને જીવતો રાખ્યો તો અને એકબીજા સાથેના માનવસંબંધો હતા તેને જીવતા રાખ્યા તા પણ જ્યારથી સ્માર્ટફોન આવ્યો છે ત્યારથી સામાજિક સબંધો ઘણા અંશે નાશ થતા જાય તેવું મને લાગે છે અને અનેક બીજી ટેક્નોલોજીસને પણ ક્યાંક ચોરાઈ ગયું છે જેમકે કેમેરાનો ધંધો ઠપ થઈ ગયો ઘડિયાળનો ધંધો ઠપ થઈ ગયો છે ઈવન વિડિયો ગેમ્સના બનાવ એક બિઝનેસ હતો તો એ બધો પણ ઠપ થઈ ગયો છે આ મોબાઈલના લીધે તો જૂના મોબાઈલ ફોન અને આજના જે સ્માર્ટફોન છે તે બંને વચ્ચે આ એક તફાવત છે જે મને લાગે છે